જી હા મારી પાસે ધાર્મિક પ્રથાઓ સાથે સંબધિત એવાં ઘણાં ગીતો છે જે હું તમને કહીશ તેમાંથી હુ તમને પહેલું સંભળાવીશ કે ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવો મહેશશ્વરા ગુરુ સાક્ષાત પરમ બ્રહ્મા તસ્મૈ શ્રી ગુરુ વે નમહ આ શ્લોક છે એ ખૂબ જ જૂનો ગીત સોંગ છે તે વૈદિક કાળથી ચાલ્યો આવે છે જે આપણા પૂર્વજો પણ ગાય છે અને આપણે પણ એને ગાવા જોઇએ એનું મહત્ત્વ ખૂબ જ રહેલું છે જેનાથી તમને આત્માને શાંતિ મળે છે અને કહે છે ને પ્રાર્થના એ આત્માનો ખોરાક છે એટલા માટે આપણે દરરોજ સવારે એને ભજવા જોઈએ તો આપણે એને દરરોજ ભજવા જોઈએ તેનાથી આપણે આપણાં બાળકોને પણ એવા કેહવું જોઈએ કે એ પણ ગાય એટલા માટે ગાવા જોઇએ અને બીજું હુ તમને કહીશ કે બીજા પણ એવા ઘણાં ગીતો છે શ્લોકો છે એને પણ આપણે ભજવા જોઇએ તેમાંથી હું તમને એક કહીશ કે તે રામ ભગવાનનું ગીત છે મંગલ ભવન અમંગલ હારી દ્રવહુ સુદસરથ અજીર બિહારી રામ સિયા રામ સિયા રામ જય જય રામ તો આ રામ ભગવાન માટેનું ભજન છે આને પણ આપણે ભજવું જોઈએ આનાથી આપણને ઘણો ફાયદો થાય છે એટલા માટે આ ગીત પણ વૈદિકમાં રામાયણ કાળનું છે અને રામ ભગવાનનો જન્મ અયોધ્યામાં થયો હતો એ કાળનું આ ગીત ચાલ્યું આવે છે